આજે રમત ગમત ઘણી ઘણી જ રમત ગમતો છે પણ રમતગમતમાં પણ હરિફાઇઓ ઘણી બધી વધી ગઈ છે આજે તો મને લાગે છે કે યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે પૂરતું પ્રોત્સાહન આપવામાં આવતું નથી કેમકે હરિફાઇઓ ઘણી વધી ગઈ છે તેને કોઈ સ્ટેજ મળતો નથી ફક્ત એટલું જ નથી જ્યારે કોઈ વ્યક્તિને કે કોઈ છોકરીને કોઈ રમતનો શોખ હોય તો તે તેનો શોખ પૂરો નથી કરી શકતી કેમકે તેને ઘણા ફેમેલી પ્રોબ્લમ્સ નડતાં હોય છે તેને કોઈ સ્ટેજ મળતો જ નથી જેમકે તેને ક્રિકેટમાં રસ છે કોઈ છોકરીને તો એ એને એની ફેમેલી તેને બહાર નીકળવા નથી દેતી તો એ પ્રેક્ટિસ કરવા કેવી રીતે જઈ શકે જ્યારે એને કોઈ સ્ટેજ જ નથી મળતો એનામાં કોઈ હુનર હોય તો એને એને બહાર કાઢવું જોઈએ હજી છોકરીઓ ઉપર ઘણી પાબંધીઓ લગાવી દેવામાં આવતી હોય છે રમતગમતમાં પ્રોત્સાહન તો આપતા નથી પરંતુ તેને પ્રોત્સાહન ન આપે તો કાંઈ નહીં પણ તેને નિરાશ ન કરવા જોઈએ તેને ઉપલબ્ધ સુવિધાઓ ઉપલબ્ધ સુવિધા આપતા તો નથી પણ તેને નિરુત્સાહ કરી નાંખે છે તેનું પ્રોત્સાહન તોડી નાખે છે જેથી તે તેનું શોખ ભૂલી જાય છે તેને તે રમતમાં રસ રહેતો જ નથી તે તેનો શોખ પૂરો કરી શકતી નથી આજે રમતગમતમાં ઘણા યુવાનો યુવતીઓ ભાગ લેવા માટે તરસતા હોય છે એને ભાગ લેવું હોય પરંતુ તે ભાગ ન લઈ શકે તો તેને પુરતો તે સમય આપી શકતાં નથી આજે સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી અને રમતગમતને પ્રોત્સાહનો આપવા માટેનું વધુમાં વધુ જે પ્રોત્સાહન કરી શકે તે તેની ફેમેલી છે કેમકે જ્યારે ફેમેલી જ તેને પ્રોત્સાહન ન કરે એની આગળ વધવા માટે તેને ના કહી શકે એ આગળ વધવા માટેના પગલું ના ભરવા દે તો તે ઘરની બહાર જ જો એક સ્ત્રીને ઘરની ચાર દિવારીની અંદર જ રાખવામાં આવે અને તેને કોઈ રમતમાં ઇન્ટરેસ્ટ હોય તો તો પણ તેને બહાર કાઢવામાં ન આવે તો તેનું ટેલેન્ટ સંતાએલું જ રહે છે તેનું તે કોઈ દિવસ આગળ વધી શકતી જ નથી અને રમતગમત એ ફક્ત રમત જ નથી પણ આજે રાષ્ટ્રીય રમતો પણ છે જે આગળ વધીને દેશનું નામ પણ રોશન કરી શકે છે ચાર તે યુવાનોને મારા ખ્યાલ પ્રમાણે યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે પૂરતું પ્રોત્સાહન તો મળવું જ જોઈએ તેને તેની સેફટી માટે રહેવા માટે તેની સુવિધાઓ હોવી જોઈએ અને સ્ટેટ લેવલે હોય નેશનલ લેવલે હોય કે પછી રમત ગમતમાં કોઈપણ સ્થળે હોય તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે